હા યુવા પેઢીને સામનો કરવો પડે છે કારણ કે ગામની અંદર શિક્ષણની સુવિધા પૂરતી હોવાનું હોતી નથી જેનાથી વિદ્યાર્થીઓને સિટિની અંદર જવાની જ જરૂર પડે છે જેમાં વિદ્યાર્થીઓને જવા આવવામાં સમયનું ખૂબ વે વેડફાર થાય છે સમયનો વેડફાળ થાય છે પૈસા પૈસાનો ખર્ચ થાય છે અને જો પૂરતી સુવિધાઓ ન હોવાથી વિદ્યાર્થી કે કોઈકમાં વ્યક્તિને આવવાજવામાં તકલીફ પડે છે જેમાં ગામની અંદર જો હોય તો પણ તેની અંદર પૂરતી નવી નવી કોર્સ હોતા નથી જેમાં જેથી તેને ના છૂટકે સિટિમાં જવું પડતું જ હોય છે એ જ રીતે આપણે જાણીએ જ છે જેમ કે ગામની અંદર પુરતો રોજગાર ન મળતો હોય છે ગામની અંદર મુખ્યત્વે વ્યક્તિ ખેતી પર નિર્ભર હોતો છે ખેતીમાં કામ કરે કોઈ વ્યક્તિ મજૂરીએ જાય જેના દ્વારા એ પોતાનું રોજગાર ચલાવતો હોય છે જ્યારે સિટિની અંદર વિવિધ પ્રકારની આઇટી કંપનીઓ મલ્ટીનેશનલ કંપનીઓ વિવિધ પ્રકારની મેન્યુફેક્ચરિંગ કંપની જેમાં વિવિધ પ્રકારના વસ્તુઓથી માંડીને સ્પેરપાર્ટસથી માંડીને વિવિધ કપડાથી માંડી વિવિધ પ્રકારની આઈટીયોમો આઈટમો ની કંપની હોય છે જેની અંદર લોકોને ખૂબ માંગ હોય છે જેમાં સિટિના લોકોને આરામથી ત્યાં મળી જાય જ્યારે ગામના લોકોને ઈ વસ્તુનું પૂરતું જ્ઞાન નથી હોતું કું કે કયા સમયે એ લોકો ત્યાં જાય ત્યારે તેમને લેવામાં આવે અને તેમને કોઈ જણાવવાવાળું વ્યક્તિ નથી હોતું એમને પૂરતો સોર્સ નથી હોતો તો એ કઈ રીતે ત્યાં જાય અને જાય તોય તોય એ ત્યાં વેકેન્સી ખાલી હોતી નથી જેથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ જ રીતે ગામડાની અંદર નવીન નવીન અસ જેમ કે સિટિ અંદર સારી રીતે તમને વિવિધ પ્રકારના શાકભાજીઓથી માંડીને રહેવાની સુવિધાઓ સારા રોડ સારું ટ્રાન્સપોર્ટેશન જ્યારે ગામડાની અંદર આવાજવા માટે સારા રોડની સુવિધાઓ હોતી નથી સમય ઉપર એમને કોઈ સાધન મળતું નથી જેવું એમને કોઈ એક ગામથી બીજા ગામ જવું હોય તો જો સમયસર એ લોકો ના પહોંચે એવું ચોક્કસ સમય હોય છે જ્યારે સમય જે સમયે ગામમાંથી કોઈ વાહન વ્યવહાર જવાનું હોય ત્યારે ત્યારે જ એ લોકોને જવાનું હોય છે જો એ ટાઈમ પહેલાં પહોંચવાનો પ્રયત્ન કરશે તો તે ત્યાં પહોંચી શકશે નથી એને પહોંચવા માટે એને પહોંચવા માટે નિશ્ચિત સમયે જવું પડશે કાં તો પછી કોઈને કોઈના પાસે કોઈ ટુ વ્હીલર કે ફોર ટુ વ્હીલરની સુવિધા હોય તો એની પાસે જઈને એને વાત કરીને એની પાસેથી કહીને એને સાથે લઈને બહાર જવું પડતું હોય છે જ્યારે સિટિની અંદર એવું કંઈ નથી સિટિની અંદર ચોવીસ કલાક રિક્ષાઓ મળી રહે છે જેથી કરીને સિટિના લોકોને આ વસ્તુને કોઈ તકલીફ પડતું નથી જ્યારે ગામના લોકોને એક સમય સાચવી રાખવો પડતો હોય છે એ જ રીતે જો ગામની અંદર કોઈ સારા કપડા લેવા હોય ગામના લોકોને તો એમને ગામમાં મળતા નથી જો એને સારા કપડા કે સારી વાનગીઓ માંડીને કોઈ પણ વસ્તુ લેવી હોય સારી તો તેને સિટિની અંદર જવું પડતું હોય છે હું ગામડાની અંદર સારી વસ્તુ કે સારી ક્વોલિટીની વસ્તુ મળતી નથી જો મળતી હોય તો બી એ બહુ સારી ક્વોલિટીમાં મળતી નથી જે સારી નથી હોતી અને જ્યારે સિટિમાં જશો તો તમે સસ્તી અને સારી વસ્તુ ખૂબ ઓછા પૈસામાં મળી જશે જ્યારે ગામની અંદર તમને એ વસ્તુ મળી શકે અને અમુક વસ્તુ ના બી મળી શકે એ જ રીતે ગામની અંદર પૂરતા પ્રમાણેની અંદર આરોગ્યની સુવિધા જેમ સિટિની અંદર મોટા મોટા દવાખાના આવેલા હોય છે પ્રાઇવેટ સરકારી એવી રીતે વિવિધ આજુબાજુ નજીકમાં તમને ગમે ત્યાં સિટિમાં મળી રહેશે જ્યારે એવું ગામડામાં હોતું નથી ગામડાની અંદર અમુક અંતરે હોય છે જ્યાં તેમને પહોંચવા માટે પણ સમય લાગે છે જ્યારે કોઈ તાત્કાલિક ઇમરજન્સી સર્જાય તો તે વ્યક્તિને તાત્કાલિક કોઈ વાહનને ભાડે કરવું પડે છે અને ત્યાર પછી તે તેને પૈસા ચૂકવીને એ જઈ શકે છે અને એના માટે એને એવા સ એવા સારી એવી પૈસા આપવા પડે છે જેથી કે સામેવાળો વ્યક્તિ પોતાની ગાડી લઈને એ વ્યક્તિને મુકવા અને લેવા આવે જ્યારે સિટિની અંદર આરામથી સાધન મળી રહે છે અને મેડિકલની સુવિધાઓ પણ સારી રીતે મળે છે જ્યારે ગામની અંદર પૂરતા પ્રમાણમાં સુવિધા હોય છે સિટિની અંદર કોઈ ડિલિવરીથી માંડીને કોઈનો પગ ભાંગી ગયો હોય એક્સરે કરાવવાનો હોય પ્લાસ્ટર ચડાવવાનું હોય જે વસ્તુ આ વસ્તુ ગામમાં શક્ય નથી એના માટે તમારે કમ્પલસરી સિટિમાં જવું જ પડતું હોય છે એ જ રીતે કોઈ બાઈક ખરીદવી હોય સાયકલ ખરીદવી હોય તો વ્યક્તિને આ વસ્તુઓ લેવા માટે સિટિમાં જ સિટિમાં જ મળતી હોય છે ગામડામાં આ વસ્તુ ઉપલબ્ધ હોતી નથી જેથી યુવા પેઢીઓને સિટિમાં જવું પડતું હોય છે